ગુજરાતમાં જોવા માટે લોકો ઘણું જ બધું આજના સમયમાં પહેલાંના સમયમાં આટલાં બધાં ઓપ્શન અવેલેબલ નહોતાં પહેલાંના સમયમાં આટલાં બધાં ઓપ્શન શક્ય જ નહોતાં અને આજના સમયમાં બહુ જ બધાં ઓપ્શન પબ્લિક પાસે અવેલેબલ હોય છે કે જે લોકો મોંઘી રીતે પણ જઈ શકે છે અને લોકો સસ્તી રીતે પણ જઈ શકે છે એ જ લોકોનું જેવું માઈન્ડ સેટ લોકોની જેવી લોકો પાસે જેવો ટાઈમ લોકો પાસે જેવી અનુકૂળતા જેવો સમય એ રીતે એ જઈ શકે છે એની પાસે એટલા બધા જે ઓપશન અવેલેબલ છે જેમ કે કોઈ વ્યક્તિને એક ગામથી બીજે ગામ જવું હોય તો એની પાસે ઓપસન્સમાં બસ છે ટ્રેન છે પછી થોડુંક વધારે અંતરમાં છે કે એક રાજ્યથી બીજા રાજ્ય છે તો ફ્લાઇટ આજના સમયમાં ફ્લાઇટ ઉપલબ્ધ છે એમાં પણ ઘણી બધી અલગ અલગ વેરાયટી છે ઈકોનોમી બિઝનેસ એવી અલગ અલગ વેરાયટીઝ છે બસમાં પણ અલગ અલગ વેરાયટીઝ છે જેમ કે લોકોના કન્ફોર્ટ લોકોના કન્ફર્ટ લોકોના કન્ફર્ટ ઝોન પાસે લોકોના કન્ફોર્ટ ઝોન ઉપર એ થોડુંક ડીપેન્ડ કરતું હોય છે જેમ કે લોકોને શાંતિથી સુતા સુતા જવું હોય તો સ્લીપિંગ કોચ અવેલેબલ છે થોડીક ઓછી કન્ફોરટેબિલિટી જોઈતી હોય તો એ જ વ્યક્તિ સિટિંગમાં જઈ શકે છે અને લાસ્ટ ઓપશન છે એસટી કે જે જેને કન્ફોરટેબિલિટી બઉ ઓછી જોઈતી હોય છે કે જેને થોડું બારર્ગેનિંગ કરવામાં વધારે ઈન્ટરેસ્ટ હોય છે એ વ્યક્તિ એસટીમાં પણ જઈ શકે છે આજ કાલ ગુજરાત એસટી ખુબ જ સારી ચાલી રઈ છે જો ગુજરાત એસટીનું ખૂબ જ વાર તેહવારે ખૂબ જ ફાયદો થાય છે પછી જેવું વ્યક્તિનું માઈન્ડ સેટ એવું એ પોતાનું જવાનું ચુસ કરતો હોય છે જેમ કે વ્યક્તિને ઉતાવળમાં જવું જ હોય છે તો એસટી કે સીટિંગ કે સ્લિપિંગ ચૂઝ કરશે અને શાંતિથી જવું હશે અને આજના સમયમાં તો વ્યક્તિ પોતાની કાર બાંધીને બી જતો હોય છે એટલે પોતાની પ્રાઇવેટ પોતાની પર્સનલ કાર બાંધીને પણ એક ગામથી બીજે ગામ જતો હોય છે કે ભાઈ સાવ પોતાની જ રીતે જ્યાં પોતાનો રસ્તાનો સ્ટોપ આવે હોય જ્યાં પોતાને રસ્તામાં કામ પતાવવું હોય એ રીતે કરી શકે એ રીતે જતો હોય છે પછી અત્યારે ગામમાં ને ગામમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા પણ ઘણાં બધાં ઓપ્શન્સ અવેલેબ્લ છે જેમ કે કોઈ પણ મોટું સીટી હોય એમાં જ મોસ્ટલી આ વસ્તુ થતી હોય છે જેમ કે અમદાવાદ છે તો અમદાવાદમાં લોકોની પાસે ઘણાં બધાં ઓપ્સન્સ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કારણ કે અમદાવાદમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જ મોસ્ટલી પાંચ છ કિલોમીટરની આસપાસ અથવા એની વધારે જેટલું અંતર હોય છે તો આટલાં કિલોમીટર જવા માટે વ્યક્તિ ચાલીને નથી જઈ શકતો સાઈ સાઈકલમાં તે જાય તો ખૂબ જ સમય વેડફાય છે કે જેમાં તે સમયસર જે જગ્યાએ પહોંચવાનું છે એ જગ્યાએ પહોંચી નથી શકતો જેના કારણે એની પાસે ઘણાં બધાં ઓપસન્સ અવેઈલેબલ છે જેમ કે એએમટીએસ તો એએમટીએસ માં કોઈ પણ એક જગ્યા એક સ્પોટ ફિક્સ હોય છે કે ત્યાંથી એએમટીએસ બસ ભરાય છે અને એ બસ તો ફરવાલાયક સ્થળો માટે છે કે અમદાવાદના જેટલાં પણ ફરવાલાયક સ્થળો છે જે પબ્લિકને સસ્તું સસ્તા રીતે કો ચિપ જોઈતું હોય તો સ સસ્તી રીતે જોતું હોય તો પબ્લિક એમાં જાય અને અમદાવાદ એક્સપલોર કરે છે પછી બીઆરટીએસ છે બીઆરટીએસ એટલે બીઆરટીએસ ના અમૂક સ્ટેશનો ફિક્સ કરેલા હોય એરિયા વાઈઝ કે આ એરિયામાં બીઆરટીએસ સ્ટેશન આ એરિયામાં આ એરિયામાં એવી રીતે આખી લાઈન ચાલતી હોય એક આખો રુટ ચાલતો હોય એમાં કોઈ પણ આખો એક રુટ હોય એમાં કોઈ પણ આખો એક રુટ હોય એમા કોઈ પણ વ્યક્તિને એક રુટથી બીજે રુટ જવા માટે બીઆરટીએસ બહુ એટલે બહુ જ સહાયક છે ગુજરાત સરકારનો એક બહુ જ સરસ નિર્ણય છે કારણકે કે બીઆરટીએસ એટલી અદભૂત અમદાવાદમાં અને અમૂક શહેરોમાં સેવા ઉપલબ્ધ છે કારણ કે બીઆરટીએસ માં નહિવત ભાડું હોય છે જેમ કે તમારે પંદર કિલોમીટરનું અંતર કાપવું હોય છે તો એની માટે માત્ર દશ કે પંદર રૂપિયા જેટલું ભાડું જ હોય છે અને એ દશ પંદર રૂપિયા જેટલું ભાડું ભાડું જ ખર્ચતા પણ વ્યક્તિને ખૂબ સારી મુસાફરી મળે છે ખૂબ જ સમયસર અમદાવાદના ટ્રાફિક નથી નડતા સિગ્નલ નથી નડતું બીઆરટીએસ ને એ રીતે તરત મુસાફરી કપાતી હોય છે અને એ પણ એર કન્ડિસન બસ હોય છે જે બધી બીઆરટીએસ ની જેટલી બધી બસો ચાલતી હોય છે બધી એર કન્ડિસન બસ હોય છે એટલે વ્યક્તિને કોઈ પણ વ્યક્તિને અનઈઝીનેસ ફીલ થતી હોય કે તાત્કાલિક એવો કોઈ ઇસ્યુ આવી જતો હોય તો એની માટે બી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ બીઆરટીએસ માં એક ગામ એક જગ્યાએથી બીજી જ્ગ્યાએ એક ને એક શહેરમાં જવા માટે બીજી ઘણી બધી ઉપલબ્ધ અત્યારે આજ કાલ ઓનલાઈન સેવાઓ ઉપલબ્ધ છે જેમાંના બે ચાર ઉદાહરણ આપુ તો ઓલા ઉબર ઓલામાં કોઈ પણ કોઈ પણ વ્યક્તિ છે તો એને આજે કોઈ પણ મોટી જ્ગ્યાએ કે સારી જ્ગ્યાએ જવું છે ને એને પોતાનો થોડોક દેખાડો કરવાનો શોખ હોય તો એ વ્યક્તિ ઓલા બુક કરાવશે ઓલામાં પર્સનલ કાર આવતી હોય છે એમાં રાઈડ ફિક્સ કરી લેવાની કે આ જગ્યાએથી આ જ્ગ્યાએ જવું હોય છે અને આટલાં કિલોમીટર રૂટ થતું હોય છે તો એનું એક પ્રોપર રેન્ટ ફિક્સ થતું હોય છે અને એ રેન્ટ આપવામાં ડ્રાઈવરને કે જે પણ કંપનીને આપવામાં આવતું હોય છે અને એ રીતે એમાં સમય પણ અપ્રોક્ષીમેટલી એમાં ટાઈમ પણ આપી દીધો હોય કે આ જગ્યાએથી એટલું છે અપ્રોક્ષીમેટલી ઓગણીસ મિનિટ થશે તો એની આસપાસ પંદર મિનિટ થતી હોય કે પચીસ મિનિટ થતી હોય ડિપેન્ડ ઓન ટ્રાફિક એવી રીતે થતું હોય છે એવી રીતે ઉપલબ્ધ છે ઉબર રેપીડો રેપીડો એટલે જેમ કે અને રેપિડોમાં એવી સેવા ઉપલબ્ધ છે કે બાઇકમાં જવું હોય કોઈ પણ વ્યક્તિના જે પર્સનલ જવું છે પણ એણે કારમાં નથી જવું તો એની એની એની માટે બાઈકની સેવા પણ ઉપલબ્ધ છે કે અને એમાં પણ ખૂબ જ આજના સમયમાં ખૂબ જ શ્રેષ્ઠ સેવા ઉપલબ્ધ હોય તો એમાં એવું હોય છે કે કોઈ પણ છોકરો લોગ ઈન કરે છે તો અધરવાઇસ છોકરાનું નામ છે કે છોકરાનું આઈડી છે તો રેપીડોમાં એને છોકરો જ તેડવા આવે છે અને એની જ જગ્યાએ કે કોઈ લેડીઝ છે કે કોઈ ગર્લ છે તો એનો એને છોકરી છે કે છોકરી અથવા લેડીઝ જ એને તેડવા મૂકવા અથવા એને ક્યાંય જવું હોય કે ત્યાં ત્યાં એને છોડવા આવે છે ત્યાં એને ડ્રોપ કરવા આવે છે આ એક આ એક ગુજરાત સરકારની કે કોઈ પણની કંપનીની એક ખૂબ જ સારી પોલીસી અથવા ગુજરાત સરકારનો એક ખૂબ એવો સરસ નિર્ણય છે કે છોકરો કે ભાઈ હોય તો એની જગ્યાએ સામે છોકરો કે ભાઈ જ આવે છે લેવા મૂકવા અને છોકરી કે બેન હોય તો એની જગ્યાએ એને તેડવા મૂકવા કે જે પણ જગ્યાએ જવું છે એની માટે પણ બેન કે ભાઈ જ સોરી ગર્લ કે બેન જ આવતા હોય છે કે જેનાથી કોઈ પણ અનફોર્મફોર્ટટેબલ ફીલ ન થાય આજના જે બનાવો થાય છે એ બનાવો થવાની કોઈ શક્યતા જ ન રે એવા કોઈ ચાન્સીસ ન રહે તો એવી ઘણી બધી સેવાઓ ઉપલબ્ધ છે જેમ કે એક એક રાજ્યથી બીજા રાજ્ય જવા માટે ફ્લાઈટની આજ કાલ સેવાઓ ઉપલબ્ધ છે જે સેવામાં જે વ્યક્તિને જેટલું જે વ્યક્તિને જેટલી કમફોર્ટટેબિલિટી એટલું જ એ ચ્યુઝ કરી શકે છે જેમ કે વ્યક્તિને નોર્મલ રીતે ફ્લાઈટમાં સવારી કરવી છે તો ઇકોનોમિક કલાસ હોય છે કે જેની જેની ટીકીટ